હા વરાછા સ્ટેશન નમસ્તે કોણ બોલો

આપણે હા પિયુષભાઈ વિગત જે છે ને ટુકમાં અને સ્પષ્ટમાં જણાવજો

ઓકે તમે કયા રોડ પરથી નીકળતા હતા ઓકે અને કયા સમયગાળા દરમિયાન તમે ત્યાં ગયા હતા

ઓકે તમે આજે સવારે ડિલિવરી લીધી તી કોઈની પાસેથી તમે લઈને આવતા હતા એટલે તમને પાછળથી કોઈ રીકીન્ગ કરતું હતું અથવા તો તમારી પાછળથી જે છે એ ધ્યાન કરતું હતું ઓકે ઓકે ઓકે તો મેં છે ને તમારૂ નામ ને મોબાઈલ નંબર આ જ છે ને ઓકે ગાડી નંબર લખાવો જી જે ફાઇવ પી ગાડી નો પ્રકાર કયો છે ઍક્ટિવા ઍક્ટિવા છે ને ઓકે અને એમાંથી તમારું પચીસ ગ્રામનું જે છે એ રફનું પેકેટ જે છે હાલ અંદાજિત કિંમત કેટલી થશે સાડા બાર લાખ રૂપિયા અંદાજિત કિંમત છે ઓકે વાંધો નહીં અને ઓનલાઇન અરજી અત્યારે હું લઈ લઉં છું અને ફોન નંબર ને આ બધી વિગત હું લઈ લઉં અને અહીંથી પોલીસ સ્ટેશનમાંથી ફોન આવે એટલે તમારે એપ્લિકેશન માટે જે છે ઉપરથી તમારું આધાર કાર્ડ અને બે સાક્ષી લઈને તમારે આવવું પડશે ઓકે ઓકે જય હિન્દ જય ભારત